મારી પાસે આમ તો ઘણાં બધાં પુસ્તક છે પણ સૌથી મનગમતું પુસ્તક મારું છે સાઈ ચરિત્ર જે ધાર્મિક છે અને એની હાર્ડ કોપી પણ મારી પાસે છે એક નહીં પણ બે છે ત્રણ છે કારણ કે જો એક હું મારા પર્સમાં હંમેશા રાખું છું જ્યારે પણ મને સમય મળે ત્યારે હું એ વાંચું છું અને એ એટલા માટે છે મારી પાસે કે એ મને જ્યારે પણ જીવનમાં કશે પણ મૂંઝવણ હોય હું વાંચું તો એનો ઉકેલ મને મળી જાય છે એમાં ભગવાન સાઇબાબાએ એટલું બધું ઊંડાણપૂર્વક જીવનના બધા અનુભવો લખ્યા છે કે જેનાથી આપણે આપણાં જીવનના અનુભવો પણ સુધારી શકીએ છે અને એની હાર્ડ કોપી તો હું હંમેશા રાખું રાખું ને રાખું જ છું અને એ પુસ્તક આ સૌથી પહેલું પુસ્તક મેં આજથી પાંચથી આઠ વર્ષ પહેલાં વસાવ્યું હશે મારી પાસે અને બીજું નવું હમણાં જ મેં વસાવ્યું બે મહિના પહેલાં જ પણ એ જ એને હું મારા પર્સની અંદર રાખું છું પણ બીજી પણ ઘણી બધી બૂકો છે જે મને ગમે છે જેમકે છે ધ ભાગવદ્ ગીતા છે ગુડ વાઈફ ગુડ લાઈફ છે પછી કાજલ ઓઝા વૈદનાં ઘણાં બધા પુસ્તકો છે જેનાં નામ તો એટલાં બધાં છે કે હું કહી શકું એમ જ નથી પણ એ બધા ઘણાં બધા પુસ્તકની હાડ કોપી પણ મારી પાસે છે જેને હું વારંવાર વાંચું છું એવું નથી કે એકવાર એક પુસ્તક મારું વંચાઈ જાય એટલે હું એને મૂકી દઉં પણ બીજી વાર પણ એ વાંચું છું કારણ કે એમાંથી મને ઘણું બધું જાણવા શીખવા મળે છે